હેલ્લો મને એક સી ફૂડ માટે રેસ્ટોરન્ટ જોઈએ છે કે કઈ સારી રેસ્ટોરન્ટ છે રાજકોટમાં અ હ કયું મળે છે

ઓકે તો સી ફૂડમાં એટલે આ ફિશ કરીમાં કઈ સારી હોય છે કોઈ આઇડિયા છે તમને હા સારું સારું અને અને એ પ્રોપર સિટીની અંદર આવેલી છે રાઇટ ઓકે હા વાંધો નહીં હા હા ઓકે ઓકે કેટલા ડિશની જે એક કિમંત હોય એ કઈ હોય છે અચ્છા અને કોલેટી કેવી હોય છે હા ઠીક છે ઓકે હા ઓકે ઓકે